ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષા ગુજરાતીઓ બોલતા હોય છે અને ગુજરાતમાં જે ભાષા વપરાતી હોય એના ઉપરથી ગુજરાતી નામ એનું પડ્યું હવે ગુજરાતી ભાષાનું શું છે કે બહુ મીઠી ભાષા છે મીઠી ભાષામાં તમે ગામડાઓમાં જાઓ ગમે ત્યા એટલે ત્યાં આગળ શું સૌરાષ્ટ્રમાં છે કે કચ્છમાં છે કે તમે ભાષા સમજી શકો અને દર દસ ગાઉ એ બોલી બદલાતી હોય છે એવું કહેવાય છે હવે બોલી બદલાતી હોય એટલે અમુક વખતે તમને શું છે ગુજરાતી મીઠી ભાષા હોય એટલે તમે સામાન્ય શુદ્ધ ભાષામાં ગુજરાતી બોલતા હોય એના કરતાં ગામડાની મીઠી ભાષામાં તમે સાંભળો એટલે લોકો કહે અલા ક્યોં હાલ્યો ચો જાય સે એવું બોલે એટલે તમને સમજમાં આવી જાય બસ એટલું છે એટલે બહુ થઇ ગયું ભાષામાં શું છે કે તમે વાતને સમજો એનું માધ્યમ સમજો એની રજૂઆતને સમજો એની એની લાગણીઓને તમે સમજો અને ભાષા શું છે કે ભાષા તો ખૂબ જ સમૃદ્ધ હોય છે કોઈ પણ ભાષા હોય ગુજરાતી હોય તેલુગુ હોય હિન્દી હોય અંગ્રેજી હોય પરંતુ ગુજરાતી ભાષા શું છે કે એમાં ઘણા કવિઓ થયા ઘણા લેખકો થયા ખૂબ જ માર્મિક અને જેને કહેવાય કે રસ ધરાવતી ભાષા છે તમને મજા આવે એવું છે